ગુજરાતમાં વિશાળ પ્રમાણમાં દર્શકોને આકર્ષતા મુખ્ય તહેવારોની વાત કરીએ તો ઉત્તરાયણ ઉત્તરાયણ એમ તો આવે છે ચૌદે ચૌદ તારીખે પણ અમે એના બે મહિના પહેલાથી શરૂઆત કરી દઈએ છીએ જેમ કે બે મહિના પહેલાથી જેમ કે અમે સ્કૂલમાં ભણતા હોઈએ કોલેજમાં ભણતા હોઈએ જેવા ફ્રી થઈએ એટલે તરત જ અમે ધાબા પર ચઢી અને પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈએ પછી જેમ કે કોઈ પતંગ કપાયા હોય તો વેચાતા એટલા બધા લેવા ન પડે એના માટે અમે પહેલા લૂંટીએ અને ઘરમાં મૂકી રાખીએ જેમ કે મહિના પછી જ્યારે ઉત્તરાયણ આવે તો તે દિવસે પતંગ ચગાવવા માટે કામ લાગે અને એમાં એવી રીતે વાત કરીએ તો એમાં જોવા જઈએ તો સવારથી અમે વહેલા ઊઠીને પતંગ ચગાવવાનું ચાલુ કરી દઈએ છીએ અને તે દિવસે પવન ન હોય તો પણ અમે આખો દિવસ ગમે તેમ કરીને પતંગ ચગાવીએ છીએ અને એમાં મજા પણ એટલી જ આવે છે કારણ કે બધા ફ્રેન્ડ્સ જેમ કે દોસ્તારો છે કોઈ મામાના ત્યાંથી આવ્યા હોય કોઈ માસીને ત્યાંથી આવ્યા હોય બધા ભેગા થઈએ અને એ એક જ દિવસ એવો છે જેમ કે એમ કે દિવસ તો બધા બધા તહેવારો બધા અલગ અલગ છે ભેગા થવા માટે પણ ઉત્તરાયણના દિવસે અમે બધા અલગ અલગ જગ્યા પરથી પણ એક સાથે ભેગા થઈને એક જ સાથે અમે પતંગ ચગાવીએ છીએ અને બઉ મજા પણ આવે છે એમાં અમે પતંગ ચગાવતાં ચગાવતાં બપોરે ખાવામાં તલના લાડવા મમરાનો ચેવડો મમરાના લાડવા આવું બધુ ખાઈએ છીએ સાથે ઊંધિયું પણ ખાઈએ છીએ ઊંધિયું અમારે અહીંયાં સુરતમાં વાત કરીએ તો ઊંધિયું કોઈ પણ તહેવાર હોય ઊંધિયું મળે જ અને ઊંધિયું ખાવાની મજા પણ એટલી જ આવે એમાં અલગ અલગ જેમ કે અલગ અલગ શાકભાજીનો ઉપયોગ કરવામાં આવે છે અને એને શાક શાક બનાવીને ખાવાની પણ મજા આવે છે અને બીજી વાત કરીએ તો રાતે જેમ કે ઉત્તરાયણ પત્યા પછી એમ તો અમે એક જ દિવસનું ઉત્તરાયણ હોય છે બીજા દિવસે પણ ચગાવીએ અને એના પછી કોલેજમાંને એમાં જતાં હોઈએ તો રજા પાડીને બીજા એકસ્ટ્રા જેમ કે અઠવાડીયું બીજા પણ પતંગ ચગાવીએ અમે અને સાંજે અમે ગરબા પણ રમીએ એમાં અને ગરબાની વાત કરીએ તો અમારા માટે કોઈ પણ તહેવાર હોય અમારે ગરબા રમવાના જ હોય અમારે ગુજરાતી માટે ગરબા એટલે પહેલામાં પહેલું હોય તો ગરબો જ ગરબા જ અમારા માટે પ્રખ્યાત છે કોઈ પણ તહેવાર હોય દિવાળી હોય કે પછી ગમે તે હોય નવરાત્રીમાં નવ દિવસ તો રમવાના જ પણ કોઈ પણ તહેવાર હોય અમારે ગરબા રમવાનું પહેલું જ તો જેમ કે નવરાત્રીની વાત કરીએ તો નવરાત્રીમાં અમે અલગ અલગ નવ દિવસના અલગ અલગ કપડા જેમ કે છોકરાઓ કેડિયા અને છોકરીઓ ચણિયા ચોળી એ બધું અલગ અલગ વસ્તુ પહેરી જેમ કે એમાં ડાંડિયાથી પણ રમે કોઈ તાળી રમે બે તાળી રમે એક તાળી રમે ત્રણ તાળી રમે એમાં અલગ અલગ સ્કે જેમ કે સ્ટાઇલના દર શું કહેવાય ગરબા પણ છે જેમ કે શું કહેવાય એક સ ઊંધી સાંકળી સીધી સાંકળી પછી ચૌદ તાળીનો ગરબો એવી રીતે અલગ અલગ ગરબા પણ અમે રમીએ છીએ પછી જેમ કે એમાં ટાઈમ જોવા જાય તો લોકો શું કહેવાય દસ અગિયાર વાગા સુધી પહેલાં પહેલાંના જમાનામાં આખી રાત ગરબા રમતા અત્યારે તો અહીંયાં શું કહેવાય અવાજના કારણે બંધ કરી દેવામાં આવ્યું છે તો પણ અમે શું કહેવાય અમારી રીતે ગાઈ જેમ કે લેડિસો જેમ કે એ લોકો ગાઈ છે મર અલગ અલગ ગરબાઓ ગાઈને એ લોકો ગરબા રમવાનું કરે છે પછી અત્યારે અવાજના થાય તેના માટે ડીજેનો ને એનો ઉપયોગ નથી કરતાં ઢોલકનો ને એનો ઉપયોગ કરીને અત્યારે અવાજનું પ્રદૂષણ પણ રોકે છે અને ગરબાઓ સારી રીતે રમે છે આવી રીતે અમે બધા નવે નવ દિવસ અલગ અલગ કપડાઓ પહેરી અને બધા સાથે રમીએ અલગ અલગ સિટીઓમાંથી બધા એક જગ્યા પર ભેગા થઈએ અને સાથે ગરબા રમીને એકબીજાની દોસ્તીઓ પણ વધારીએ છીએ અને બધા એક સાથે ફરવા પણ જઈએ છે બહાર બસ આ આટલું અમારું શું કહેવાય ઉત્તરાયણ અને નવરાત્રીનું મહત્ત્વ છે